પરિવાર એ સમાજનો એક ભાગ છે અને સમાજની પોતાની એક વિશિષ્ટ રીતે એક સંસ્કૃતિ હોય છે પરિવારો એ એવા એકમો બને છે કે જે સમાજ અને સંસ્કૃતિને જીવંત રાખે છે પરિવારોની અનેક પ્રકારની પરંપરાઓ હોય છે એને સંસ્કૃતિ હોય છે અને તે પેઢી દર પેઢી આવનારી પેઢીમાં ઉતરતા રહેવાય એને આપણે સંસ્કાર તરીકે જોતા હોઈએ છીએ જેમ કે બાળપણથી આપણને શીખવવામાં આવે છે કે વડીલોને માન આપવું પ્રભુમાં ભક્તિમાં રાખવું અધ્યાત્મમાં રેવું પ્રમાણિક રહેવું વફાદાર રહેવું સત્યનો આગ્રહ રાખવો આ પ્રકારની પરંપરાઓને લીધે સમાજનું સંસ્કૃતિનું અને પરિવારનું એક ઘડતર થાય છે એવી ઘણી બાબતો છે કે જેમ કે આપણા તહેવારો આપણા ઉત્સવો અને એ ઉત્સવોને ઉજવવા સુરતમાં અમે તાપી નદીને તાપી માતા કહીએ છે અને એક માતા તરીકે એને પૂજા કરીએ છે એનો જે દિવસે એનું પ્રાગટ્ય થયું હતું તેને અમે એ તાપી ઉત્સવ તરીકે આખા શહેરમાં ઉજવાય છે નદીને તે દિવસે નીરને સ્વચ્છ કરવા એના કિનારાઓ સ્વચ્છ કરવા તેનાથી આગળ વધીને જાણે માતાને ચૂંદડી પહેરાવતા હોઈએ તેવું પણ કરવામા અવે છે અને આનાથી પર્યાવરણની શુદ્ધિથી માંડીને નદી જળ અને જળ એ જીવન છે એ પ્રકારની એક લાગણી સમગ્ર શહેરના નાગરિકોમાં પ્રવર્તે અને વધુને વધુ જાગૃતિ આવે તેવું થાય છે આ સમાજની વાત થઈ તેવું જ પરિવારમાં પણ થાય છે જેમ કે સવારમાં ઉઠતાની સાથે પ્રભુનું વંદન કરવા ઘરના વડીલોને વંદન કરવા એકબીજાને જીવનમાં દિવસમાં પહેલી વાર મળીએ ત્યારે જય શ્રી ક્રિશ્ન એ પ્રકારનું સંબોધન કરવું અને એના દ્વારા આપણે સૌ પ્રભુની સમીપ છીએ અને સંસ્કૃત સારું સંસ્કારી જીવન જીવીએ છીએ તે આપણને સતત પ્રતીત થતું હોય છે આપણા પ્રસંગોમાં પણ જેમ કે બાળપણથી જનોઈના પ્રસંગ હોય લગ્નના પ્રસંગ હોય અને તેની પરંપરાઓ છે કયા પ્રકારના દેવોને કઈ રીતે એમની પૂજા કરવી અને એને કારણે એ આખી પ્રક્રિયામાંથી પસાર થાય જેમ કે લગ્નની સપ્તપદી એટલે કન્યા પોતાને જેની સાથે એમનું જીવન જીવી રહ્યા છે તે જીવન જોડવાની વાતમાં હું આટલી અપેક્ષાઓ પૂરી કરીશ અન આટલી અપેક્ષાઓ મારી છે આમ વર અને વધુ એકબીજાની સાથે સંસ્કારથી જ્યારે જોડાય છે ત્યારે આ પરંપરા એમને એક સારું લગ્નજીવન જીવવા માટે ઉપયોગીત બનતું હોય છે અને એ પરંપરાઓનો ઉત્સવોમાં પ્રસંગોમાં રોજિંદા જીવનમાં ઉપયોગ થાય તેનાથી સાંસ્કૃતિક અને પારિવારિક જીવન વધુ સુખમય અને તંદુરસ્ત બને છે